અમે ડાયટ ફૂડ બનાવીએ છે ડાયટ ફૂડ એટલે ઓછા કેલેરી અને વધુ પોષક તત્વોથી ભરપૂર ખોરાક ડાયટમાં ઉપયોગમાં લેવામાં આવતી વસ્તુઓ તો લીલાં શાકભાજી ફળ અનાજ દાળ કઠોળ લીલાં શાકભાજી અને શાકભાજીમાંથી ફાયબર વિટામિન ખૂબ હોય છે તેમજ ઓછી કેલેરી હોય છે પાલક કોબી કોથમીર વગેરે ફળ જોઈએ તો તેમાં કુદરતી સાકર હોય છે જેમાંથી ઉર્જા મળે છે એટલે સફરજન નારંગી કિવિ પપૈયુ વગેરે અનાજ જેમ કે બ્રાઉન રાઇસ રાગી જુવાર બાજરીમાંથી ફાયબર મળે છે અને જે લાંબા સમય સુધી ઉર્જા આપે છે દાળ કઠોળમાં પ્રોટીન અને ફાયબર મળે છે પછી ઓછા ફેટવાળું દૂધ પનીર દહીં વગેરેમાં પણ પ્રોટીન મળે છે ડાયટમાં ટાળવા જેવું તો તેલવાળી વસ્તુ પ્રોસેસ ફૂડ ડાયટમાં ટાળવા જેવું તો ચોકલેટ આઇસક્રીમ મીઠાઇ હોય છે ડાયટ ફૂડ એ અને સામાન્ય ભોજનમાં ફરક હોય છે કેલેરીનો ડાયટ ડાયટ ફૂડમાં વજન કંટ્રોલ કરવા પૂરતાં ફાયબર વધારે લેવાનું હોય છે જલ્દીથી પચી જાય એવા ખોરાક પસંદ કરવાના હોય છે બસ આ જ ફરક હોય છે